હા અમને લાગે છે કે જંતુનાશક રસાયણિક દવાઓ જમીનને ખરાબ કરે છે કારણ કે તેઓ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે અને પછી જમીનને જમીનમાં જે પાક થયો હોય તેમને બહુ નુકસાન કરે છે તેથી જમીનને જમીનમાંથી પાક ઉકસેલ થયેલ સીધી રીતે તે ઉગતો નથી કે પછી ઊગે તે બી એમને રોગ લાગી જાય છે અને એમાં ખાસ તો ઈયળ ધીમાનીન બધા કોઈ બી એમ રોગ આવી જાય છે જેથી આપણને રોગ આવે તો વનસ્પતિઓ ઉગી શકતી નથી એટલે આપણે જ્યારે હોય ત્યારે અળસીયા ખાતર એટલે કે અળસીયામાંથી બનેલું અથવા આપણા પ્રાણીઓના મળમૂત્રથી ઘરે બનાવેલું ઢોર ઢાંખર હોય તેમનું મળમૂત્રથી ભરાવેલું રાસાયણિક ખાતરને અળસીયાનું સૈન્દ્રીય ખાતર જેનો ઉપયોગ કરીને આપને રાસાયણિક દવાઓને બદલે ઘરે બનાવેલી ખાતરનો ઉપયોગ કરીને જમીનને આપણે સુધારી શકીએ છીએ એને આપણે ઘરે જમીનને હોય તો તેમાં પછી આપણે ઘરનું ખાતર એટલે કે પ્રાણીઓના મળમૂત્રથી બનતું ખાતર અને સેન્દ્રીય ખાતર જેવા ખાતરોથી આપણે નાખીએ તો જમીનમાં ફળદ્રુપતા આવે અને પછી આપણે આપણા જમીનની ફળદ્રુપતા વધે તો પછી પાક સારો થાય અને પાકમાં ફાયદો થાય શાકભાજી હોય તો તેમને પણ અવે ખાવા આપણે જ ખાઈએ શાકભાજી તો આપણને બી પણ તે સારું થાય અને જંતુનાશક દવાઓ આપણે નાખીએ તો તેમાં હું જંતુનાશક દવાઓને કારણે આપણે શરીરમાં જંતુનાશક દવાઓ જાય જેથી આપણને બી રોગ થાય અને એવું થાય જેથી આપણને જમીનમાં રાસાયણિક ખાતર જેવી આપણે અપનાવી જોઈએ ખેતી કરવા માટે અને ખેતી પણ સારી રીતે થાય એટલા માટે આપણે જમીનને પણ ખરાબ નહીં કરવાનો અને જંતુનાશક દવાઓ પણ નહીં નાખવાની જંતુનાશક દવાઓથી આપણા બધા કીટકો તો મરે છે પણ ઉપરાંત માણસોનો પણ મૃત્યુ થાય છે તેથી આપણે રાસાયણિક ખેતી અને દવાઓ વિશે જાણીએ તો આપણા ખેતરોમાં આપણે ઘરે બનાવેલી ઘરે બનાવેલી હોય ને તેવા જ ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ આ જંતુનાશક દવાઓ સટકાવ કરવાથી પાકને પણ નુકસાન થાય છે ખેતરોમાં નુકસાન થાય છે ઉપરાંત આપણા શરીરને પણ નુકસાન થાય છે આ રીતે આપણને જંતુનાશક દવાઓ જ વોચે ખરાબ કરીએ છે જમીને એના માટે આપણે કઈ તો વિચારવું જોઈએ અને સારી ખાતરો એટલે કે આપણે રાસાયણિક ખાતરો અને અળસિયાનું સેન્દ્રીય ખાતર આપણા પ્રાણીઓ ગાય ભેંસ બળદ ની બધાની મળમૂત્રથી બનતા રસાયણિક ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ ખેતીમા અને અમણે પહેલા તો ખેતીને ખેડી ખેડ કરવી જોઈએ પછી આપણા ઘરે ડર દાખડ હોય તેનાથી ખેડી દેવું હોય પછી આપણે વાવીએ તો હાર્ટબીટ બીજ હોય તેને વાવવા જોઈએ બીજ વાવ્યા પછી આપણે નીંદવાનું દવા છાટવાની નહીં જંતુનાશક દવા છાટવાથી નીંદણ તો દૂર થાય જ ઉપરાંત આપણને બહુ નુકસાન થાય છે ને જમીન બી ફળદ્રુપ ફળદ્રુપ મેળવવા માટે આપણે તેમને હાથથી નીંદવી જોઈએ નિંદડ કરવું જોઈએ વનસ્પતિ જે સોડ હોય તેની આજુ બાજુ જે ઉઘતું હોય તેને નીંદડ નીંદી નાખવું જોઈએ અને તેમા ખાતર જોઈએ તો આપણને સૈન્ય ખાતર નાખવું જોઈએ જ્યારે સૈન્ય ખાતર નાખીએ તો આપણે આપણી જમીનની ફળદ્રુપતા વધે સો નવી જેલ થાય સારો પાક થાય જ્યારે એને આપણે બજારમાં વેચીએ તો પછી બીજા લોકો જે ખાય તેમને પણ સારો એવો પોષક દ્રવ્ય મળે જેથી આપણે ખેતરમાં કોઈ બી પાક વાવીએ તેમાં જંતુનાશક દવા નાખવી જોઈએ નહીં કારણકે તે શાકભાજી હોય કંઈ બી હોય તો એ બજારમાં જાય વેચાય ત્યાંથી કોઈ લઈ જાય ખાવાનું ખાય તો તેના શરીરમાં જાય તો તેને નુકસાનીત થાય છે એમને પોતાને જે થાય તે પણ આપણે કોઈના માટે ખોટું કરાય નહીં આપણી જમીન હોય તેમાં પણ આપણે સારી દવા વાપરવી જોઈએ દવાનો ઉપયોગ કરવો જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને આપણી જે રાસાયણિક ખેતીઓ હોયને એમાં આપણે જમીનની જમીનનો પણ ખરાબ ના થાય એવા દવાઓ કા તો કેમિકલનો ઉપયોગ કરવો જોઈએ દે ખાલી કીટકોનો નાશ કરીએ માણસોને રોગ નહીં લાગે ઉપરાંત માણસોને કંઈ નુકસાન ના કરે એવી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ અને જમીન માટે તો બેસ્ટ રાસાયણિક ખેતી જ ઉપયોગી છે કે જેમાં આપણા ખેતરમાં ખાતરમાં તો આપણા સાણ સાણીયું ખાતર જેવું નાખવું જોઈએ